હું અમારા વિસ્તારમાં આવેલા પ્રવાસન એજન્ટથી વાકેફ છું તે ખૂબ જ સારી કંપની છે તે લોકો અલગ અલગ જગ્યાઓ માટેની વ્યવસ્થા પૂરી પાડે છે જેમકે કોઈને પણ પ્રવાસ માટે જવું હોય તો તે તેમનો સંપર્ક કરી શકે છે તે ત્યાં હોટેલ બુકિંગ વિવિધ સ્થળોએ ફરવાનું અને તે જે વાહન વ્યવહાર માં ફરવાનું હોય છે તેનું પણ સુવિધા પૂરી પાડે છે તે એક પ્રવાસ એજન્ટ જે હોય છે તે બધી જ જવાબદારી લે છે તેમનાં પેકેજ હોય છે અમુક પેકેજમાં હોટલ બુકિંગ તમારા પ્રમાણે કરવામાં આવે છે જે તમને જે સૌથી વધારે સારું લાગે તે તમે ઓપ્શન પસંદ કરી શકો છો